આમ તો વરસાદના મોસમમાં રસોડામાં આપણે જઈએ એટલે ઘણું બધું ખાવાનું મન થાય જેમ કે ભજીયા પકોડા આપણને નવીન નવીન ખાવાનું સૂઝે અને નવીન નવીન બનાવવાનું સૂઝે આપણને તો રસોડામાં આપણે હાજર અનાજ હોય એને બગડી જવાની સંભાવના પણ એવી રહે છે આપણને જેમ નવીન નવીન ખાવાનું એવું બનાવવાનું ભાવે વધારે ભાવે તો એવી રીતે અનાજ છે એ બગડી જવાની સંભાવના પણ વધારે રહે છે તો જેમ કે આપણે કહીએ પાપડ તળીએ કે કોઈ વસ્તુ તળીએ તો વરસાદ આવે તો એને હિસાબે આપણે ઘડીકમાં એ હવાઈ જાય છે તો આપણે તેને પ્લાસ્ટિકમાં કવર કરીને રાખીએ છીએ મમરા હોય મમરા બનાવીએ તો સેવ મમરા પણ એ હવાઈ જાય તો એને પ્લાસ્ટિકમાં રાખીને આપણે સાચવીને મૂકી દઈએ તો એ ના હવાય તો આવા ઘણું અનાજ એવું છે કે વરસાદની મોસમમાં બગડી જાય છે તો એની સંભાવના વધી જાય છે તો આપણે એને વારંવાર ચેક કરીને એને સરખી રીતે કવર કરીને આપણે રાખવું જોઈએ અને વરસાદનું મોસમ હોય એટલે આપણે ઘરમાં ન ઘરમાં હોઈએ તો ઘરમાં હોઈએ તો વરસાદને વધુ માણવા માટે આપણે નવીન નવીન વેરાઈટીઓ અને વાનગીઓ બનાવતા હોઈએ છીએ અને ઘરના બધા જ સભ્યો હાજર રહીને આપણે બધા સાથે બેસીને એકસાથે સમય વીતાવતા હોય છે અને ખાઈએ છીએ અને મનોરંજન વધુ મેળવવા માટે આપણે રસોડાની ઘણી આઈટમો ઘણી વાનગીઓ આપણે ખાઈએ અને આનંદ માણીએ છીએ તો વરસાદની મોસમ છે તો એમાં આ વધુ આનંદ મેળવવા માટે આપણે આપણે નવીન નવીન વેરાઈટીઓ બનાવતાં હોઈએ છીએ